જ્યારે અમારા ઘરમાં નાના મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાના જન્મ દિવસ હોય છે ત્યારે અમે સૌ પરિવાર ભેગા મળી અને મારા દોસ્તોને બોલાવી અને બધા ભેગા મળી અને સારી રીતે જન્મ દિવસ ઉજવીએ છીએ અને લગ્ન પ્રસંગમાં પણ અમે જતાં હોય છીએ ત્યારે આખો પરિવાર સંગાથે જ જતાં હોય છીએ અને સાથે મળી અને મજા કરતાં હોય છીએ અને સાથે જમવા બેસી અને સાથે જમી અને લગનમાં સારી રીતે લગ્નમાં અમે ફરીએ છીએ અને મોજ મસ્તી કરી અને પાછાં ઘરે આવીએ છીએ કારણ કે અમે જ્યારે નવચંડી હવન હોમ કરતાં હોઇએ છીએ એમાં બ્રાહ્મણોથી અમે વિધિ કરાવીએ છીએ અમે આવી રીતે ઘરમાં માતાજીને જે પૂજા પાઠ કરતાં હોય છે એમાં પણ અમે અમારા આ સૌ પરિવાર ભેગા મળી અને આણંદથી પૂજા પાઠ કરતાં હોઇએ છીએ અને બીજા પરિવારોને પણ આમંત્રણ આપીને અમે બોલાવતા હોય છે જેવી રીતે કે ભાઈ બંધો હોય સગા સંબંધી હોય ગામના ભાઈઓ હોય બહેનો હોય ભૂલકાઓ હોય અને બધા સાથે આનંદ માણીએ છીએ અને ખુશી ખુશી બધા ભેગા મળી અને ભોજન કરતાં હોય છે જ્યારે અમને આનંદ થાય છે કે અમોને ખૂબ સારું લાગે બધા ભેગા મળી સાથે મળીને જમતા હોય છે ખુશ અમોને ખુશીની લાગણી અનુભવીએ છે અને જ્યારે અમે કોઈ ધામમાં ફરવા જ્યાં ગયા હોય છે જેવી રીતે કે મેળામાં ગયા હોય છીએ ભાઈબંધો જોડે તો મેળામાં અમોને ખૂબ સરસ બધુ જોવા માટે જતાં હોય છીએ જેમકે ચકડોળ રમત ગમત તે જોવા માટે અને પરિવાર સાથે જઈએ ત્યારે છોકરાઓને અનેક જાતનાં રમકડાં લેવાં હોય અને બધે જોવાનું ખૂબ જ ગમતું હોય છે ચકડોળ હોય કે જે રીતે મોતનો કૂવો હોય ચકડોળ હોય કેવું અનેક જાતના રમકડાંથી એમને રમવાનું પણ મન થાય અને આમ રમકડું લેવાનું પણ મન થતું હોય છે એમને ત્યારે એમને લઈ આપીએ અમે ફોર્સ કરતાં હોય છે બાળકને નિરાશ નથી કરતાં અને આમ ગામડાના અનેક લારીઓવાળાને તેમ આવ્યા હોય છે ત્યારે અમે એમની પાસેથી ખરીદી કરતાં હોય છીએ ત્યારે એમને પણ એવું લાગે કે ના અમારા આદિવાસી માણસો આવ્યા હતા એ અમારી પાસે લીધું તું તો અમારું પણ રોજ થયો છે તો અમને એવો લાગે કે અમારા ભાઈઓ અમારી સાથે છે તેઓ અને બીજું કે